અમારા વિસ્તારમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત રમતગમત વિભાગ દ્વારા ચાર સેન્ટર ચાલે છે કે જેમાં શરૂઆતમાં જે શાળા લેવલે વિજેતા થયા હોય એને અને ડિસ્ટ્રિક્ટ લેવલનાને બેઝિક ટ્રેઈનીંગ આપવામાં આવે છે કે જેનાથી એ લોકો રાજ્ય કક્ષાએ અને નેશનલ લે કક્ષાએ એ જાય તો એ લોકોને યોગ્ય માર્ગદર્શન મળે ત્યાં સારા રમતગમતના કોચ પણ ઉપલબ્ધ છે કે જેઓ બાળકોને ખૂબ સારી રીતે એ લોકોની ગેમ માટે માર્ગદર્શન આપે છે ત્યાં રહેવાની અને ખાવાની પણ ઘણી સુવિધાઓ આપવામાં આવે છે સ્પોર્ટ્સ હોય એટલે થોડું ટફ તો હોય એટલે ઘર જેવી સુવિધા નહિ મળે પરંતુ એ લોકો સારી રમત રમી શકે અને સારી રીતે રહી શકે એટલું બેઝિક સુવિધાઓ એમને આપવામાં આવે છે